હાલો હા તબિયત મેમ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેમ બોલો બસ તમે જે હમણાં ટ્રેનીગ પ્રોગ્રામનું કહેલું ને તો એજ પતાવ્યું બરાબર એટલે છથી આઠના વિધ્યાર્થીઓ આમ બરાબર એની સાથે જોઇન થઈ ગએલા પાંચમા ધોરણ વાળાને થોળા ઇસુ છે એમાં પણ થઈ જશે સેટ બરાબર છે હા હા બસ જો તમે જે મુદાઓ કીધેલાને કે આપળે જે લાગુ પાળવાના સે નવા રૂલ્સ છે જે તમે ડેટ્સ આપેલી બરાબર અસાઇમેન્ટ માટે તો બસ એ ફોરવર્ડ કરી દીધેલાં છે ટીચર્સના ગ્રૂપમાં પણ અને હવે અમે બસ તૈયારી છેકે સ્ટુડન્ટ્સ હારે એક મિટિંગ પેલા રાખીએ અને એના થ્રુ આપળે એના રિવ્યુ લઈને પછી આપળે આગળ વધીએ હા હા ચોક ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ ઇહું મારે તે એ લોકોને કઈ દઇશ બરાબર છે અને તમે જે સૂચવેલું છે એ હું એમના સુધી પોચાળી દઇશ હા એટલે ઈજ હું હ તમારું ધ્યાન દોરવા માંગતો હતો કે જે આપળે પેપર સ્ટાઈલ નવી બનાવેલી છેને તો એ પેપર સ્ટાઈલ આપળે એક વાર ઓ ટીચર્સ સાથે પેલા ડિસક્સ કરીએ અને પછી એમાં અમુક ફેરફારો હજી કરવા પળે એમ છે એ કરીએ જેથી સ્ટુડન્ટ્સને પણ સારું રે અને આગળ આપળે કંઇ પ્રોબલ્બ ના થાયને ઘળીએ ઘળીએ ફેરફાર ના કરવા પળે સમજ્યા તમે ઓક ઓકે હા હા હા સારું સારું મેમ પાકું

ના નાના મેમ પાકું પાકું એવું કાય હશે તો તમને જરૂર જણાવશું ઓકે ઓકે મેમ